આમ તો મારું છેને સુરતમાં જ રેવાનું છે પણ મારા મારા મામાનું ઘર છે ને આપણે ઓલતાણ સાઈડ છે ગામડા સાઈડ ત્યાં અમે કોઈ વાર જઈએ વેકેશનમાંને એવા ટાઈમ પર અમે જતાં હોઈએ છીએ ત્યાં મેં એક વસ્તુ જોયું છે કે અમને ઓલપાણમાં જેટલી શાંતિ ને મળે છે ને એટલું અહીંયાં સુરતમાં જે મળે છે ને ગામડા જેવું ત્યાં આપણે સુરતમાં નથી મળતું કેમ કે ત્યાં સુરતમાં ટ્રાફિક છે ને આ બધું છે અને સુરતમાં એટલે કેટલું બધું સુરતી પ્રજા કેટલી વસેલી છે તો તમે વિચારો બધા આ રીતના ગાડી પર પીપીપી કરીને જાય એક તો ઉપરથી સિગ્નલ આવી ગયું હવે અને એ પણ પચીસ સેકન્ડ જ ખાલી ત્યાં માણસ ઊભો રહે કે ચાલે કેટલું કરવાનું એના કરતાં અમે ગામડામાં વેકેશનમાં રહેવા ગયેલા અમને એટલી મજા આવેલી ત્યાં દરરોજ સવારમાં ઉઠો મસ્ત સરસ સાડા સાત આઠ વાગે ઊઠવાનું મસ્ત ઊઠીને દાતણ બાતણ કર્યું ને મસ્ત પછી બોલ બેટ રમવા ચાલ્યા જવાનું આવવાનું બાર વાગે જમવાનું મસ્ત રોટલો ને કાંદો ને બેંગન બટાકાનું શાક અને મજા આવી જાય એવી રીતના ખાધું પછી આપણે જવાનું મસ્ત નદી નાળે બેસવા જવાનું બપોરે કાંતો સાંજે બસ આજ લાઈફ મને જીવવાની જરૂર હતી જેથી હું છે ને મારા મામાના ઘરે બહુ જતો ને ત્યાંનો એક કે ત્યાંનું ખેતર માં મને રમવાનું બહુ જ ગમે અત્યારે જ પણ મને રમવાનું બહુ ગમે કારણ કે ત્યાંના ખેતરમાં કેવું પેલું જીવડાં હોયને સાથે મને એનિમલ લવર છું એટલે મને થોડુંક મજા આવે રમવાની જેથી મને ત્યાં રમવાનું બહુ ગમે હા મને ખબર હોય મમ્મી મને બોલે પણ કંઈ નઈ સાપ બાપ કરડી જાય તો કંઈની બે ચાર ઈંજેક્સન કાંઈ મુકો તો બીજું કંઈ નઈ કરવાનું આપણે હા એટલે રમવાની જરીક મજા આવે એટલે મજા આવે એટલે હું ત્યાં જવું અને ત્યાં છે ને થોડુંક એટલે એક વસ્તુ મેં એ જોયું કે સુરત કરતાં ત્યાં ગંદકી છે પણ ઓછી છે એવુંય નથી કે ભઈ વધારે છે કારણ કે ત્યાં ખેતી ઉપર ખેડૂતો બધું બાળે ને બધુ મૂકીએ તે બધુ ધુમાડો એવું બધું થાય હા પણ ત્યાં હવા બહુ ચોખ્ખી હવા પાણી ખાવાનું એ બધું બહુ ચોખ્ખું અને તમે ત્યાં મહિનો પણ રયોને તમે કોઈ બીજી દુનિયામાં રહેતા હોયને તમને તેવું લાગે એટલે હું તો હું તો છે ને સુરત કરતાં ગામળાંમાં રહેવાનું હા ધંધો ધંધોને બધું કંઈક ઓછું થાય માનું પણ કેવું આપણા શરીરને પણ જોવો કામ તો આ જીંદગી કરવાનું જ છે હવે એના કરતાં શરીરને પણ થોડુંક જોવો તો શરીરને કામ માટે બે પાંચ રૂપિયા ઓછા કમાઈ લેવાના કંઈ ની સુરતથી બધા ગામડેથી પણ કામ કરે જ છે તે ના તો ત્યાંથી કામ કરવાનું એવું નથી આમ ગામડામાં મને ગમે છે અને હું વારે વારે ઘડી થોડાક કોલેજમાંથી મને થોડાક ચારેક દિવસની રજા મળી હોય તો હું જઈ આવું મામાને ત્યાં રહેવા અને એવી રીતના જઈ આવું છું એટલે મને જરીક ત્યાં સારું લાગે છે એટલે હું તાં રહેવા જાઉ છું અને અને ત્યાં કયા હેતુથી જાઉ તો મારો એવો હેતુ જવાનો છે જ નઈ ત્યાં જવાનો કારણ કે ત્યાં જાઉ ને તો મને મનને શાંતિ મળે છે અને એમ પણ અમે તો આર્ટિસ્ટ માણસ એટલે ત્યાં તો કેટલા જ વાતાવરણ જોવા મલે અમને એટલે અમે કેવું બધું લઈને ચાલ્યા જઈએ મારી પેન્સિલ છે સ્કેચબુક છે તો ત્યાં બેસીને મસ્ત સાંજે નદી કિનારે બેસીને નદી કીના પાણીઓ માણસો કાં પછી ગાય ભેંસ ધોવરાવે એ બધું જોયા કરીએ અમે એ જોઈને અમને આનંદ આવી જાય અને મસ્ત પહાડો નદી એ જોઈને તો હજુ આનંદ આવી જાય ને ત્યારથી તો અમે મસ્ત સવાર સવારમાં છ છ વાગે અમે શિયાળાના સમયમાં અમે ટાળી પીવા જતા હતા અને નારિયેળ એમ મસ્ત સવારના નારિયેળ પાણી પીવા જઈએ એ જે મજા આવી જાય ને આય હાય બહુ મજા આવી જાય એટલે અમે ત્યાં જવાનું રાખતા હતા એટલે અમને છે ને ગામડામાં જવાનું બહુ જ ગમે ગામડામાં જવાનું એટલે મસ્ત ઝાડની નીચે બેસવાનું શાંતિથી સુવાનું ની કોઈનો હેરાન ની કોઈનો કકળાટ તમારે જે કરવું હોય એ કરો ની કોઈ બોલવા આવે કોઈના ખેતરમાંથી કંઈ બી ચોરાઈ ને અમે તો બઉ ખાતા હતા અરે મારા મામાને બાજુમાં તો છે ને એક કેરીનું એ હતું તો અમે તો ત્યાં કેરી ચોરવા ઉનાળામાં જઈએને એટલે કેરી મસ્ત ચોરી ચોરીને ખાતા હતા અને એતો માર બી કેટલો ખાધો છે મેં એ એટલે અમને ગામડામાં જવાનું કેવું બહુ ગમે કારણ કે મારા મામાને ત્યાં પહેલાં થી જ રહેલાને એટલે ગામડુ એટલે ભાઈ આમ દિલમાં વસી ગયું છે મામાનું ગામડું એ મજા આઈ જાયને મામા પણ કેવું વાનગી બનાઈને અમને ખવડાવે અને મામી મસ્ત એટલે અમને મજા આવી જાય અ કાલે જ મુ આયો ગામડાથી હમણાં કોલેજ બધુ ચાલુ થયુંને એટલે કાલે જ હું ગામડાથી આવ્યો અને મજા આવી ગઈ મને બીજી વાર જઈશ હવે ઈચ્છા થાય છે શનિ રવિ ગામડામાં હું ને પપ્પા બધા ગામડામાં નિકળી જઈએ એટલે મસ્ત જલસા હવે હું કરવાનું હવે એમ જવું પડે મામાનું ઘર છે અને મને બહુ મજા આવે જવું પણ આમ ખુશી ખુશી ચાલ્યો જાઉં હું તો મામાને ત્યાં એટલી મને મજા આવે ને ગામડામાં હવે ત્યાં સાઇકલ ચલાવવાની તો બહુ જ મજા આવે કારણ કે ખુલ્લા રસ્તા સારી સાઇકલ મસ્ત ભગાવો જેટલી ભગાવવી હોય એટલી કોઈ બોલવાવાળું કોઈ કંઈ બચેલું છે નઈ એટલે હવે ત્યાં જે સવાર સવારમાં ઊઠીને જે કોયલનોને ચકલીનોને મોરનો જે અવાજ આવેને મરઘાંનો અવાજ જે ઉઠાવેને આ તો એલારામવાળા પચાસ હજારના એલારામમાં પણ એ મજા નથી જે ગામડામાં છે ને આમ મરઘાંના સવારથી આમ ઊંઘ આવેને એટલે ઉઠાયને કેટલી મજા અને રાતે મસ્ત આમ તારા ગણતાં ગણતાં સુઈ જવાનું જે મજા આવે ને